ના હલો બસ મજામાં જુઓ હવે રૂટિન પ્રમાણે રૂટિન પ્રમાણે તમારે ત્યાં ચેક અપ માટે આવ્યા છીએ ના ભઇ કે નાની મોટી બીમારી છે હવે તે તો ચાલ્યા કરે તે છતાં તમે જોઇ લો રિપોર્ટ લઈને આવ્યો છું હા હા હા તમે કહ્યું એ પ્રમાણે અચ્છા એમ હા હા કોઈ વખતે ને અહીં રાત્રે સૂતી વખતે આમ ખભા દુખે કે સવારે જરાક આમ હાથ પગ જરાક ખેંચાય કે જરા કોઈ નાની મોટી તકલીફો શરૂ થઈ છે હા હા એટલે જ હા કારણ કે અમારા મને પણ એવું લાગે છે કે કદાચ કેનેડા પાંચ વર્ષ રહીને આવ્યો ને એટલે કદાચ એનું કારણ હોઈ શકે અચ્છા એ એ તમે સાથે આવશો બોલો તો ઉપાડો કરીએ આપણે ના ના આતો જરાક મજાક કરું છું ના ના આતો મજાક કરું છું ખાલી આતો તમે બહુ બીઝી છો મને ખબર છે એની સાથે જો બનશેને તો બસા ઉતારો તો નઇ પણ હું આબુ જઈ આવું અમદાવાદ જવાનું થયું તો ના આબુ આ ત્યાં જવાનું એનું કારણ છેકે અમારે દીકરી જમાઈ ત્યાં છે બધાં સાથે જઈ શકીએ એટલા માટે કાંઈ નહીં હવે ત્યાં આવ્યા પછી ફરીથી પાછું મળી આવીશ તમને કે ચલો પંદર દિવસ ફરી આવું છું નાવ નાવ ચેક મી અપ હા જયશ્રી ક્રષ્ણ હાજી આવજો હો